મન અને શરીરને સ્વસ્થ કરવા માટે યોગ એક માત્ર રસ્તો છે એ રસ્તા પર ચાલીને આપણે આપણા ગોલ સુધી પહોંચી શકીએ છીએ આપણે પોતાને શોધવા માટે મનને એકાગ્ર કરવું ખૂબ જ જરૂરી છે એટલે સ્વયંની શોધ માટે પણ આપણે યોગ હંમેશા કરવો જોઈએ દરેક આસનને કરવાથી જુદા જુદા ફાયદા થતા હોય છે એટલે દરેક વ્યક્તિએ દરરોજ સવારે કે સાંજે જ્યારે પણ સમય મળે યોગ કરવો જ જોઈએ એનાથી આપણે વ્યક્તિગત વૃદ્ધિ અવશ્ય થાય જ છે